હા હલો શ્રીકાંત ભોજનાલય હું મનીષા મહેતા બોલું છું અને આપને ત્યાં મેં હમણાં ત્રીસેક મિનિટ પહેલાં પંદર ડિશનો ઓડર કરેલો છે પંદર પીઝાનો તો આ ઓડર મારે અનિવાર્ય કારણોસર રદ કરવો પડશે કારણ કે જે બાળકોના જન્મદિવસ નિમિત્તે મેં આખું આયોજન કર્યું હતું તે મારી દીકરીના જન્મદિવસ નિમિત્તે તે મારી દીકરીના મિત્રો અને એમનું આખું વર્તુળ છે એની એવી ઈચ્છા છે કે ઘરે નથી જમવું અને તેઓ રૂબરૂ આવવા માગે છે આપના આપનું જે કંઇ એડ્રેસ છે તે આપની જ જગ્યાએ આપનાં ભોજનાલય પર જ તે લોકો રૂબરૂ આવી જવા માગે છે અને ત્યાં જ એમની રીતે એમને આયોજન કરવું છે માટે આપનું જે મેનૂ છે તે એમને પસંદ છે અને એ લોકો જ બાળકો અમારા ત્યાં જ આવી રહ્યાં છે માટે મેં જે ઘરે ઘર માટે ઓડર આપેલો હતો તે અમે જે કંઇ મગાવ્યું છે તે હવે આપ રદ કરશો અને હા એ ઓડર આ નંબર પરથી જ મોકલવામાં આવ્યો હતો તે આપ મારું જે સરનામું છે બસો એક નંદનંદન એપાર્ટમેન્ટ તે તેનું આપ રદ કરી દેશો અને આપનું સરનામું જે આ અહીંયા આપવામાં આવેલું છે તે ઘોડદોડ રોડ ઉપર કામિની કામિની કોંપ્લેક્સની બાજુમાં તે જ છે એ તો એ જ છે ને તો એ રીતે મારા બાળકો અમારા ત્યાં પંદર વીસ બાળકો તમારે ત્યાં રૂબરૂ આવી રહ્યાં છે માટે આપ એ રીતની તૈયારી રાખજો અને મારો ડિલેવરી માટે ભોજન આપ જે મોકલી રહ્યા હતા તે ઓડર આપ કેન્સલ કરશો